હેલો તમે ઓલામાંથી બોલી રહ્યા છો મારે એક એડ્રેસ પર જવું છે તો શું તમે ત્યાં જલદીથી આવી શકો છો અત્યારે દસ મિનિટની અંદર હું અત્યારે અમદાવાદમાં સૈજપુર બોઘા છું મારે અહીંયાથી નરોડા પાટિયા જવું છે તો તમે દસ મિનિટની અંદર આવી શકશો અને નરોડા પાટિયા ગયા પછી ત્યાં વેટિંગ કરવું પડશે તમારે તો એકસ્ટ્રા ચાર્જ શું લેશો તમે અચ્છા ઓકે એકસ્ટ્રા ચાર્જ લાગશે જ એમ સારું વાંધો નહીં તો તમે કેટલી ઝડપથી આવી શકશો દસ મિનિટની અંદર આવી શકશો સારું સારું